જય જિનેન્દ્ર અમે સ્થાનકવાસી જૈન છીએ અને જુનાગઢમાં રહીએ છીએ પણ અમે જન્મ્યાં ત્યાંથી જ ગળથૂથીમાં કહેવાય ને તો અમને ધર્મ મારા દાદા દાદી મમ્મી પપ્પા ખૂબ ધાર્મિક કુટુંબ વેરાવળ મારું પિયર છે એટલે અમને ગળથૂથીમાંથી જ ધર્મ મળેલો છે ગળથૂથીમાંથી જ અમને ધર્મ મળેલો છે એટલે અમને નાનપણથી ધર્મ કરેલો છે એટલે મૂળમાં સંસ્કાર પાયાના ધર્મના મળેલા છે એટલે જૈન ધર્મ વિષે ખૂબ જ મને દિલથી લાગણી છે પ્રેમ છે જે કહું તે અને ધર્મ અમારી રગે રગની અંદર કહેવાય તો કે વણાયેલો છે નાનપણથી જ સાધુ સાધ્વી કોઈપણ હોય તો એનાં દર્શન કરવા જવાનાં ઘરે પધારે એ બધું અમને નાનપણથી ધર્મનું બધું શીખવાડેલું છે મમ્મી પપ્પાએ બહુ જ મમ્મીએ સરસ સંસ્કાર આપ્યા છે મમ્મી પણ નાના હતાં ત્યારે જૈન જૈન શાળા ભણાવતાં હતાં મમ્મી અને કાયમ અમને એમ જ કહેતાં કે કોઈપણ જિંદગીમાં બેટા યાદ રાખજો કે કોઈપણ મુસીબત મુશ્કેલી આવે પણ ધર્મને હંમેશા આગળ રાખજો ધર્મ જ તમને તારશે અને એ મુશ્કેલીમાંથી તમને પાર ઉતારશે કોઈપણ શરીરમાં કાંઇ પીડા થાય શારીરિક તકલીફ કોઈ થાય તો તરત એવું કહેવામાં આવતું કે ક્યારેય ઓય મા તે ઓય બાપા એ શબ્દ નહીં બોલવાનો ઓય મા પણ ઓમ શાંતિ એ શબ્દ બોલવાનો ઓમ શાંતિ બોલો એટલે તમારા શરીરમાં રોગ હોય એમાં તમને શાતા મળે અને શાંતિના શાતા કરો એમ કહેવાય કે તમને શાતા શારીરિક તકલીફમાંથી શાતા વળી જાય અને ક્યારેય આપણાં મગજમાં ક્યારેય ઘરમાં કુટુંબમાં ક્યારેય કોઈ કલેશનું વાતાવરણ થયું હોય કોઈ કાંઈ આપણને બોલ્યા હોય આપણને કાંઇ કીધું હોય ને આપણો મગજ અશાંત થઈ ગયો હોય ત્યારે પણ હંમેશા હું તો એમ અત્યારે પણ એમ કહું છું મેરેજ થઈ ગયાં સાસરે થકી ક્યારેય કોઈપણ એવી પરિસ્થિતિ આવે કે આપણને માનસિક અશાંત થઈ ગયું હોય મન તો એક જગ્યાએ બેસી અને પાંચ મિનિટ એક જ ધાર્યું મનમાં ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિનું રટણ કરવાં માંડીએ એટલે મનને શાંતિ થઈ જાય છે એટલે આપણો ધર્મ છે એ આપણી શારીરિક પીડામાંય આપણને મદદરૂપ થાય છે અને માનસિક શાંતિ માટે પણ ધર્મનો સહારો જ સાચો છે અને જૈન ધર્મ છે એ તો અહિંસા પ્રધાન ધર્મ છે અને એમાં આપણું એક એક ક્રિયાઓ છે એ આરોગ્ય સાથે જ જોડાયેલી છે અત્યારના દરેક વૈજ્ઞાનિકો પણ ગમે એટલી સંશોધન કરે છે છતાં અંતે જૈન ધર્મનાં ડાયટને જ એ લોકો બેસ્ટ ગણે છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય નીરોગી રહેવું હોય મોટા મોટા રોગો ન આવી શકે એવું ઇચ્છતા હોય તમે તો જૈન ધર્મની જે ભગવાન મહાવીર સ્વામીએ જે આપણને પ્રણાલી બતાવી છે આહાર શૈલી બતાવી છે એ આહાર પ્રમાણે જો આપણે ડાયટ કરીશું તો તકલીફ ખૂબ જ ઓછી થશે આપણને આપણને વહેલું સૂર્યાસ્ત પહેલાં જમવાનું કીધું છે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું ચોવીયાર કરવાનું એ સૌથી બેસ્ટ છે કરણ કે રાત્રિના સમયે એક તો તમે મોડા મોડા બહુ જમો અને પછી તુરંત તમે સૂઈ જાઓ તો એ ખાધેલું પણ પાચન ન થાય અને એને કારણે જ ઘણા બધા રોગો થાય છે અને એ સિવાય પણ રાત્રે ઘણાં લાઇટની અંદર તમે રસોઈ કરો એટલે જીવ જંતુઓ હોય ગમે એ ભોજનની અંદર આવી જતાં હોય છે એવું પણ બનતું હોય છે એટલે એ જૈન ધર્મ પ્રમાણે આપણાં આરોગ્ય માટે પણ કે રાત્રિ ભોજન ન કરીએ સૂર્યાસ્ત પહેલાં જમી લઈએ આપણાં આરોગ્ય માટે સૌથી બેસ્ટ છે ને અત્યારે જૈન સિવાયનાં દરેક વ્યક્તિ પણ એ સ્વીકારવા તૈયાર છે ને ડોકટરો ખુદ પણ કહે છે અને એ સિવાય પણ આપણાં આરોગ્ય માટે જૈન ધર્મમાં કંદમૂળ છે એ આપણને દરેક રીતે કંદમૂળનો ત્યાગ કરવાનો આપણને કીધું છે ભગવાને એની પાસે પણ પાછળ પણ વિજ્ઞાન પણ કારણ રહેલું છે અત્યારે વિજ્ઞાનો પણ કહે છે પણ કે કંદમૂળનાં એક સોયની અણી પર એ એટલા બટેટાના કે કંદમૂળના ટુકડાની અંદર અનંત જીવો રહેલા છે તો અનંત જીવો આપણાં શરીરની અંદર જાય તો એ આપણને નુકસાન તો કરવાના જ છે માટે જ ભગવાને આપણને કંદમૂળની કીધું છે ત્યાગ કરવાનો અને અત્યારના એ પાચન માટે પણ બટેટા છે કાંદા છે લસણ છે એ બધુ તામસી પ્રકૃતિ કહેવાય છે કે જે લોકો કાંદા લસણ ખાતા હોય એ લોકોનું મગજ એ તામસિક પ્રકૃતિ છે તે એ ખાય એનો મગજ પણ સતત ગરમ રહે છે ઉદ્વેગમાં રહે છે એને કારણે પણ ઘણા રોગો આવે છે જો એ તમે ન ખાઓ તો તમારા મગજ પણ શાંત રહે છે એના કારણે એટલે એના માટે પણ એ જરૂરી છે આપણે એને એના માટે પણ આપણા જૈન ધર્મની પ્રણાલી પ્રમાણે ખૂબ જ જરૂરી રહેલું છે અને અત્યારે પણ તમે હોટલમાં ક્યાંય જાઓ અને તમે જૈન ફૂડ મગાવો કોઈપણ જગ્યાએ જાઓ તમે એ બધે દેશમાં શું પરદેશની અંદર ગમે ત્યાં જાઓ તો દરેક જગ્યાએ જૈન ફૂડ મળી જાય છે અને જૈન ફૂડ હોય એનો મોટામાં મોટો ફાયદો એ પણ છે પણ ક્યાંય પણ જે તમે જઈ અને ઓડર કરો જૈન ફૂડ તો જૈન ફૂડ તૈયાર ન હોય એટલે તમને વાસી એ ન મળે એ હોટલવાળાએ પણ તમારા માટે જૈન ફૂડ તાત્કાલિક બનાવવું પડે એટલે તમને ફ્રેસ જ મળે એટલે તમે સૌથી મોટી એ તકલીફમાંથી બચો છો કે વાસી જે પંજાબીની ગ્રેવી તૈયાર કરેલા ડબ્બા ભરેલા હોય અને હોટલમાં જાઓ ને તરત તમને મિક્સ કરીને આપી દે એવું ન બને એટલે તમને તાજું જ જૈન ફૂડ મળી શકે છે એના માટે થઈને એટલે તમને શારીરિક માનસિક દરેક રીતે સ્વાસ્થ્યનું એમાંય જૈન પદ્ધતિ પ્રમાણે અમારો જૈન ધર્મ છે એ તો ખાસ દરેકને શારીરિક માનસિક તમને તંદુરસ્તી આપે છે માનસિક શાંતિ આપે છે એટલે હું તો એ ધર્મને ખૂબ જ દિલથી અપનાવું છું અને હું પોતે જૈન શાળાનાં બાળકોને હું શિક્ષણ જૈન ધર્મનું શિક્ષણ આપું છું પાયાનું શિક્ષણ એની ટીચર છું એટલે બાળકોને પણ હું ખાસ એ સંસ્કારો આપું છું અને ધર્મ પ્રત્યેનું ગૌરવ વધે અને ધર્મમાં છોકરાઓ નાનપણથી જ જો હશે તો એ આગળ જતાં પોતાને ગમશે ધર્મનું આચરણ કરશે અને એની આગલી પેઢી પણ એનાથી સુખી થશે ને એ સંસ્કાર હશે તો પોતાની જિંદગી તો સુધરશે આગળની પેઢી પણ સુધરશે અત્યારનાં પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરીને જે અત્યારે વાતાવરણ ખરાબ થઈ ગયું છે એના માટે આ શિક્ષણ તો ખાસ જરૂરી છે અને એના માટે હું દર રવિવારે બાળકોને સાઠ જેટલાં મારે બાળકો છે એ લોકોને ધાર્મિક શિક્ષણ આપું છું અને કાયમ ખૂબ જ ધર્મને તો હું દિલથી સ્વીકારું છું અને એવું જ ઈચ્છું છું કે દિવસે ને દિવસે ધાર્મિક ક્રિયાઓમાં વૃદ્ધિ થતી રહે અને અંતિમ સમય સુધી ધર્મ આપણી સાથે રહે અને દરેક વ્યક્તિ એમ પોતાના ધર્મનું ગૌરવ રાખે તો આપણી આગલી પેઢી સુખી થશે બાળકો સુખી થશે અને દરેકને કોઈને શારીરિક અને તકલીફ પળશે તો પણ આપણને તરત જ એ વિચાર આવશે કે કોઈનો દોષ નહીં દેખીએ જો ધર્મમાં સમજ્યા હોઈશું તો એમ સમજીશું કે મારો કર્મનો ઉદય છે તો મને આ તકલીફ આવી છે કે કોઈ વ્યક્તિ આમ મને કીધું છે એટલે એટલો બધો ઉદ્વેગ નહીં થાય રાગ દ્વેષ નહીં થાય અને કર્મો પણ એટલાં ઓછાં બંધાશે એટલી બધી જે બીજાને તકલીફ થાય ને એટલી ન થાય કારણ કે સમજી શકીએ છીએ કે આમાં કોઈનો દોષ નથી મારાં જ કર્મોનો દોષ છે કોઈ શારીરિક તકલીફ થશે તોય એમ થઈશું કે અમારે અત્યારે વેદની કર્મોનો ઉદય છે એટલે મને શારીરિક તકલીફ થઈ છે એમાં ધીમે ધીમે મને એ કર્મ દૂર થશે એટલે શાતા થઈ જશે ને એ તકલીફ શારીરિક તકલીફ દૂર થઈ જશે એ સમજી શકીએ છીએ અમે પહેલાં કોઈ શારીરિક તકલીફ થાય તો હાય હોય થતી નથી પણ તોય શાંતિથી એ સહન કરી શકીએ છીએ એટલે ધર્મ ડગલે ને પગલે તમને મદદરૂપ થવાનો છે એટલે ધર્મને હંમેશા હું તો દરેકને કહું છું કે ધર્મને હંમેશા જિંદગીમાં આગળ રાખો તો જ તમે સુખી થઈ શકશો